ગુજરાતી ભાષાની જે કહેવતની વાત કરીએ કહેવત હોય છે બહુ નાની એના શબ્દો તો બહુ જ નાના હોય છે પરંતુ તેનો જે ભાવાર્થ છે જે એનો અર્થ છે એ બહુ મોટો હોય છે કહેવતના શબ્દો સાવ નાના હોય છે એક લાઇન જેટલા પરંતુ તેનો અર્થ છે એ તમને કાંઈકને કાંઈક સમજાવીને જાય છે જેમકે ગુજરાતીની એક કહેવત છે ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે એટલે કે ખુદ એ વ્યક્તિ કંઈ નહીં કરે પણ સામેવાળી વ્યક્તિને શિખામણ આપશે કે તું આમ કર ખુદ એ વ્યક્તિ સવારે પાંચ વાગે નહીં ઉઠે એ રાતે વહેલો નહીં સુવે સવારે એક્સર્સાઇસ નહીં કરે પરંતુ સામેવાળી વ્યક્તિને એમ કહેશે ભાઈ સવારે વહેલો ઊઠતો જા રાતે વહેલો વહેલો સૂઈ જા સવારે ઊઠીને યોગાસન કર ખુદ રાતે બાર વાગા સુધી ફોનમાં ફોનમાં મથશે બે બે વાગ્યા સુધી જાગશે અને સામા સામેવાળા વ્યક્તિને શિખામણ આપશે આનો મીનિંગ એવો છે કે ખુદ વ્યક્તિ કેપેબલ નથી કરવા માટે તો પણ સામેવાળા વ્યક્તિને શિખામણ આપશે ખુદ તો ક્યારેય નહીં કરે પરંતુ સામેવાળા વ્યક્તિને કહેશે આવું કરો તો આવું થાય આમ કરીશ તો આમ થશે ખુદ જીમે નહીં જાય પરંતુ સામેવાળા વ્યક્તિને એમ કહેશે જીમે જા બોડી બોડી બનાવ બોડીબિલ્ડર બન અરે ભાઈ તારું તો જો તું તો સાવ પતળો છે તું બોડી બનાવ પછી બીજાને કે આવી જ હજી એક બીજી પણ કહેવત છે ભેંસ આગળ ભાગવત ના થાય એટલે જો સામેવાળી વ્યક્તિ સમજવા જ ન માંગતું હોય એને સમજવાનો પ્રયાસ જ નથી કરવો તો એને સમજાવાનો કાંઈ અર્થ નથી તમે કંઈ વાત સામેવાળા વ્યક્તિને રજૂ કરો છો પરંતુ એ તમને તમારી સામે રિસ્પોન્સ નથી આપતો તમે શું કહેવા માંગો છો એ સમજવા નથી માંગતો તો તમે તેની સામે ગમે એટલું બોલશો એનો કંઈ જ અર્થ નહીં રહે તમે જેટલું બોલશો એટલું વ્યર્થ જશો આ કહેવત ત્યારે લાગુ પડે જ્યારે સામેવાળો વ્યક્તિ ગાંડો હોય માનસિક બીમાર હોય કે પછી એને સમજવાનો ક્યારે પ્રયાસ જ નથી કરવો એને તમારી વાતમાં જ્યારે રસ જ ના હોય જરાક પણ રસ ના હોય ત્યારે આ કહેવત વાંચવા બોલવામાં આવે છે કે ભેંસ આગળ ભાગવત ના કરાય જો સામેવાળો વ્યક્તિ તમે જે બોલો છો એમાં રસ ધરાવે છે સમજવા પ્રયત્ન કરે છે તો જ એને સમજાવો બાકી તમે જેટલું બોલશો એટલું વ્યર્થ જશે ઘણા લાગણીશીલ વ્યક્તિઓ હોય એ બધા સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી દેતા હોય છે પરંતુ સામેવાળો વ્યક્તિ જેને તમારા લાગણીની કદર જ નથી તો એની સામે તમે બોલશો તો તમને કાંઈ જ ફાયદો નહીં થાય તમારે બોલેલું વ્યર્થ જાશે તમે શું બોલ્યા એનાથી એને કંઈ જ ફર્ક નથી પડતો તો શું કામ એની સામે બોલવું જોઈએ આના ઉપરથી એક બીજી પણ કહેવત બની છે ન બોલવામાં નવ ગુણ એટલે બોલબોલ કરવું અને બકબક કરવું બહુ ફર્ક છે બોલવું સારું છે બકબક કરવું જરાય સારું નથી જ્યારે જેટલું બોલવાની જરૂર પડે તેટલું જ બોલો વધારે પડતું બોલશો તો લોકો તમને ગાંડા ગણશે લોકોને તમારી કદર નહીં રે જ્યારે જેટલી બોલવાની જરૂર પડે એટલું જ બોલો જરૂર પ્રમાણે જરૂર પ્રમાણે બોલશો તો તમે લોકોને સારા પણ લાગશો અને જો વધારે પ્રમાણમાં બોલશો તો લોકો તમને ક્યારેય નહીં સમજે એ તો એમ જ કઈ દેશે આ તો ગાંડો છે અને તો કાંઈ ખબર નથી પડતી એ તો બોલ બોલ જ કર્યા રાખે છે અને ઘણી વાર એવું પણ થાય છે કે પોતાને સાચા સાબિત કરવા માટે બોલવું પડે છે પરંતુ જો તમે ત્યારે બોલશો તો ત્યારે એ એટલું અસરકારક નહીં હોય તો ત્યારે તમારે ચૂપ રહેવું પડશે અમુક સમય એવો આવશે જ્યારે ન બોલશોને એમાં જ સારું રહેશે જ્યારે ગુસ્સામાં હોય માણસ ત્યારે એ શું બોલી જાશે એ એને ખુદને જ નહીં ખબર હોય કે એ શું બોલ્યો ત્યારે તે જેટલું મૌન રહેશે જેટલું ચૂપ રહેશે તેટલું સારું કેમ કે ગુસ્સામાં જે બોલાએલું જે હશે એ સામેવાળાને સીધા દિલમાં લાગશે એટલે કહેવામાં આવે છે ન બોલવામાં નવ ગુણ અને આનાથી એક્ઝેટ વિરુદ્ધ બીજી કહેવત છે બોલે તેના બોર વેચાય આ મતલબ જે વ્યક્તિ બોલશે એનું કામ થશે અત્યારે માર્કેટિંગ લાઈફ છે તેમાં બધાથી વધારે પ્રયોગ થતો હોયને તો આ કહેવતનો છે તમારે જો માર્કેટિંગ કરવું છે તમારો વ્યવસાય આગળ વધારવો છે તમે જે ફિલ્ડમાં છો જે કાર્ય કરો છો એ વધારવું છે તો આ કહેવતનો ઉપયોગ તમારે કરવો જ પડશે જો તમે બોલશો નહીં તમારા માર્કેટિંગ માટે તમે જે પ્રોડક્ટ બનાવેલી છે કે પછી કોઈ ગમે તે વસ્તુ છે એનો તમે પ્રચાર અને પ્રસાર નહીં કરો તો તમારો બિઝનેસ જ આગળ નહીં વધે એના માટે તમારે બોલવું પડશે સ્ક્રીન પર આવું પડશે એડવર્ટાઈઝ આપવી પડશે જાહેરાતો અત્યારે આવે છે જાહેરાતો આપવી પડશે ન્યૂઝપેપર આવે છે અને જાહેરાતો આવે છે ટીવીમાં આવતી એડ જેમાં ન્યૂઝપેપર કરતાં એડમાં જે આવેલ છેને એ વધારે અસરકારક છે કેમ કેમકે તેમાં બોલીને સમઝાવામાં આવે છે કે અમારી માર્કેટિંગમાં આવું છે અમારા બિઝનેસમાં આવું છે અમારી પ્રોડક્ટ્સમાં આવું છે અમે જેમાં છીએ એમાં આ રીતનું થાય છે અહીંયાં વર્કિંગ માટે વેકેન્સી છે અહીંયાં આમ છે તો એનું માર્કેટિંગ આગળ વધશે એનો બિઝનેશ આગળ વધશે એટલે કહેવાય છે બોલે તેના બોર વેચાય જે બોલશે એનું જ કામ થશે તમે જો કાંઈ બોલશો નહીં મૂંગા બેઠા રહેશો તો તમારું કાંઈ કામ જ નહીં થાય બોલશો નહીં તો તમારું માર્કેટિંગ નહીં થાય અને અત્યારે મેન પ્રોબ્લ્મ એ જ છે કે જે લોકો બોલી નથી શકતા જેની કમ્યુનિકેશન સ્કિલ નથી એ લોકો પાછળ રહી જાય છે કેમકે અત્યારની જે ઝેન ઝેડ છે એ લોકો બોલવામાં વધારે પડતા આગળ છે એ બોલે છે એટલે એનું કામ થાય છે તમારી સામેવાળાને કઈ રીતે કામ કઢાવું છે એની સાથે કઈ રીતે તમારે રહેવું છે એ તમારી બોલી પરથી જ નક્કી થશે તમે જેટલું દયાળુ સ્વભાવથી એની સાથે વાત કરશો એટલું જ તમારું કામ ઝડપથી અને સારું થાશે એટલે બોલવામાં પણ ધ્યાન રાખવું જોઈએ ન બોલવામાં નવ ગુણ અને બોલવું પણ જોઈએ બોલે તેના બોર વેચાય આ પછી હજી એક કહેવત છે ઘી ઢળાયું ઘી ઢોળાયું તો ખીચડીમાં એટલે કે કોઈ એક કાઠિયાવાડી માણસ છે એને પોતાનું એજ્યુકેશન પૂરું કર્યું અને કોઈ બિઝનેસમાં એ બિઝનેસમાં જોઇન થઈ ગયા તો એક એ માણસ છે એ પોતાના દસ વ્યક્તિ પોતાના પરિવારના દસ વ્યક્તિને પોતાને બિઝનેસમાં ખેંચી લેશે પોતાએ ઘણા પૈસાનું રોકાણ કરેલું પછી જ આ બિઝનેસ બન્યો પરંતુ એના જ ઘરના એણે દસ વ્યક્તિને પોતાના બિઝનેસમાં ખેંચી લીધા એટલે થયું શું ઇન્વેસ્ટ તો પોતાનું એકનું જ થયું પણ બધાને જે એનું રિઝલ્ટ કોને મળ્યું એનાને એના ઘરને એટલે થયું કેવું ઘી ઢોળાયું તો ખીચડીમાં ભલેને ઘી ઢોળાણું છે તો ખીચડીમાં ઢોળાયું છે ને બહાર તો નથી ઢોળાયું ઉપયોગમાં તો એ ખાવામાં જ આવાનું છે બાર ઢોળાયું હોત તો નકામું થાત ને એમ એટલે એક વ્યક્તિ પોતાનું તો કરશે જ પોતાનું તો બિઝનેસ એણે સંભાળી લીધો સાથે સાથે બીજાનું પણ એણે મદદ કરી દીધી અત્યારે કાઠિયાવાડી છે તો અત્યારે બધા જ બિઝનેસમાં અત્યારે કાઠિયાવાડી જોવા મળે છે કેમ કેમ તે એક વ્યક્તિ પોતાના પરિવારના દસ વ્યક્તિને લઈ જઈ શકે છે થયું ને એવું જ ઘી ઢોળાયું તો ખીચડીમાં ત્યાર પછી હજી એક કહેવત છે કાગનું બેસવું અને ડાળનું ભાંગવું એટલે તમારા અમુક એવો સમય ચાલતો હોય કે તમારા નસીબ એવા ચાલતા હોય કે તમે કાંઈક કરવા જાઓ છોને બીજું થઈ જાય છે જે નથી કરવાનું એ થઈ જાય છે આ આ કહેવતમાં સ્ટોરી કેવી છે કે કોઈ ડાળખી છે જેમાં કાગળો બેસવા જાય છે અને ડાળ તૂટી જાય છે તો દેખીતા બધાને શું લાગશે કાગળો બેઠો એટલે ડાળખી તૂટી પણ ખરેખર શું હતું ડાળખી તૂટવાની જ હતી સુકાએલી ડાળખી હતી એટલે એ તૂટવાની જ હતી પણ જ્યારે તૂટવાની હતી એ જ સમય એવો આવ્યો કે કાગડો ત્યાં બેઠો એને લીધે ડાળખી તૂટી ગઈ તો દેખાય છે શું અને હોય છે શું એ બંનેમાં બહુ મોટો ફર્ક છે ત્યારે આ કહેવત યુસ થાય છે કાગનું બેસવુંને ડાળનું ભાંગવું તમારા નસીબનું નથી તમે મેળવા જાઓ છો અને મળતું નથી એવી રીતે બીજી પણ એક કહેવત છે હાથ ના પહોંચે તો દ્રાક્ષ ખાટી કોઈએ તમને એક કામ આપ્યું કે આ કામ કરી નાખ તો તને આ મળશે તમને એ જોઈએ છે જે મળવાનું છે તમારે જે જોઈએ છે એ જોઈએ પણ છે પરંતુ એ કામ કરવામાં તમને આળસ થાય છે ત્યાં સુધી તમે પહોંચવા માટે બહુ બહુ મહેનત કરવી પડે છે તો તમે શું કહી દેશો ના એ વ્ય એ વસ્તુ મારે નથી જોતી એવી વસ્તુ તો મારી પાસે છે આ કહેવતમાં શિયાળની શિયાળની કહાની છે તો શિયાળને દ્રાક્ષ તો ખાવી હતી ઝાડવા ઉપર હતી ઊંચી દ્રાક્ષ તો ખાવી હતી મોઢામાં પાણી પણ આવી ગયું પરંતુ થયું કેવું કે બહુ ઊંચી હતી તો હવે ઊંચી તો એ લઈ ન શકે ત્યાં સુધી તો એને મહેનત કરવી પડે તો એમ કઈ દીધું દ્રાક્ષ ખાટી છે આ ન ખવાય એટલે શું કર્યું હાથ ન પોંચે તો દ્રાક્ષ ખાટી મારે નથી ખાવી દ્રાક્ષ એમ જ બધા વ્યક્તિ પણ એમ જ કરે છે જોઈએ છે એ વસ્તુ પરંતુ મહેનત કોઈએ નથી કરવી વસ્તુ જોઅ છે જોઈએ છે રિઝલ્ટ જોઈએ છે સારા પૈસા જોઈએ છે સારી કમાણી જોઈએ છે પણ મહેનત નથી કરવી અને એમ કહી દે છે ના હવે એ વસ્તુ મારે નથી જોતી એ તો મારી પાસે પહેલેથી જ છે જ ત્યારપછી હજી એક કાગડાની જ છે કહેવત કાગડો દઈ થરું લઈ ગયો આ કહેવત સામાન્ય રીતે લગ્ન સમય યુઝફૂલ થાય લગ્ન સમયે વપરાય છે કે કોઈ લગ્ન થાય છે છોકરા અને છોકરીના અને છોકરો બહુ કાળો છે પોચકો છે દેખાવડો નથી પતલો ને એવો છે પણ સામે છોકરી બહુ રૂપાળી છે દેખાવળી છે સારી છે સમજદાર છે ત્યારે ગામના લોકો શું કહેશે કાગડો દઈ થરું લઈ ગયો કાગડાના નસીબમાં નો તું તો પણ એને મળી ગયું ત્યારે આ કહેવતનો યુઝ થાય છે આવી ઘણીબધી કહેવતો છે જે ગુજરાતી કહેવતો છે નાની પણ સમજાવશે બહુ મોટું તેનો મિનિંગ બહુ વધારે સારો હશે